કોવિડ નાઇન્ટીન જેવી મહામારીના સમયમાં પણ ભલે શાળાઓ બંધ થતી પરંતુ શિક્ષણ બંધ ન હતું શિક્ષકોએ અલગ અલગ એપ જેવી કે ગૂગલ મિટ ટીમ્સ ઝૂમ મિટિંગ દ્વારા બાળકોને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડ્યું હતું અને બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે પૂરતા પ્રયાસો કરેલ હતા બાળકોને આ એપ્લિકેશન મારફતે રોજ નવું નવું ભાથું આપતા રહ્યા હતા તથા સાથે સાથે આ મહામારીમાં કઈ રીતે આપણે બચી શકીએ તે માટે પણ જાણકારી આપતા હતા